અમારે ગુજરાત માટે પેસ્યલિસ્ટ હોય છે આખા રીંગણા બટેટાનું ભરેલું શાક મસાલેદાર સીંગદાણા બદામ લસણવાળી ચટણી મરચું હળદર મીઠું ગરમ મસાલો કોથમીર શીંગ લીલા મરચાં આનો મસાલો કરી અને ફશ્ટ ક્લાસ રીંગણા બટાટા ભરી અને એ શાક બનાવીએ તો એ શરીર માટે પણ સારું છે અને બહુ જ તમને મજા આવશે આ શાક ખાવાની અમારે ગુજરાતીનું સૌથી ફેવરેટ શાક હોય તો આખા રીંગણા બટાટાનું ભરેલું શાક દાળ ભાત રોટલી શાક અને સંભારો આ અમારે કાયમી રોજિંદો ખોરાક છે આનાથી આરોગ્ય પણ સારું રહે છે અને તમને પાચન પણ સરસ રીતે થઇ જાય છે એટલા માટે દાળ ભાત શાક રોટલી અમારો નિત્ય ખોરાક છે